મારું નામ હેમંત છે હું નડીયાદ રહું છું હવે મારે બોડી ચેકઅપ કરાવાની જરૂર પડી છે એમાં મને છે ને થોડીક શ્વાસ લેવામાં તફલિક પડે છે અને હ્યદય મારે થોડુંક ચેક કરાવું તું તો આ બધાય અંદર થઈ જશે ટેસ કે નઈ થાય અને મારે અપોઈમેન્ટ લેવાની છે કે પછી હું ડાયરેક આવી જઉં તો ચાલશે જો અપોઈમેન્ટ લેવાની હોય તો મને અપોઈમેન્ટ આપજો કે જેથી મને ટાઈમ કાઢવાનો ખબર પડે અને એનો રિપોર્ટ કેટલા દિવસની અંદર આવી જશે એક મને કહેજો અને મારે પૈસા કેટલા થાય છે ટોટલ એ બધા થઈને તો મને ખબર પડે